હા બોલ બોલ કાંઈ નઈ બસ જોબ ઉપર છું શું કામ હતું કંઈ મારે તો હજી વાર લાગશે થોડીક

હમ સારું કહેવાય ફોન કર્યો હતો ઓ હો

હમ તો હું રીસાઈ તો કંઈ ફેર પડે તને શું ફેર પડે ઓહો મને એમ કે સાઈડમાં રાખી હશે જ્યાં લઈ જાઓ ત્યાં ક્યાં લઈ જઈશ મને ક્યાં લઈ જઈશ પણ કઈ જગ્યાએ ફરવા લઈ જઈશ ના સોમનાથ તો શું હવે દર વખતે ત્યાં જતા જ હોય બધા તહેવારોમાં તો આમ બહાર જગ્યાએ ફરવા જવાય જ્યાં આપણે જાણ્યું ના હોય કંઈક એવી જગ્યા એ કે ત્યાં આપણને જાણવા મળે આટલામાંને આટલામાં તો આપણે જતા જ હોઈએ મંદીરે એમાં શું જવાનું હા ઈ સાઈડ જાઈએ તો ચાલે એમ કેમ થોડીક મજા આવે એમ હમ સારું કહેવાય કે મને લઈ જવાનો એવો વિચાર આવ્યો તો સારું કહેવાય જઈશું તો આપણે તો એમ જોઈએ હજી તો હું મારા જોબમાં રજા લેવી પડે હવે રજા મળે તો હા પાડી શરને પરમીશન લેવી પડે કે જાવાનું થશે કે નહીં શનિ રવિમાં નક્કી ના હોય અરજી આપું હવે એને વાતચીત કરું કે રજા આપે છે કે નહીં એ કાતો આમ રજા લેવી પડે એટલે હું વાત કરી જોવું કે હમ તો તમે શું કરો છો હ આજે વહેલું એમ તો જમવાનું શું બનાવું ત્યાં જઈશું તો કંઈક તો પ્લાનિંગ કરવો જોઈને કે શું કપડા પહેરવાને શું શું લઈ જવું કઈ રીતે જવું ટ્રેનમાં જવું કે બસમાં જવું કઈ રીતે જવાનું હા તે એની ટિકિટ આપણે જોવી પડેને કે કઈ પ્રમાણે છે કે શું હમ હા હાતો કંઈ વાંધો નહીં જઈશું આપણે તો સારું ચાલો હવે અત્યારે તો હું ફ્રી નથી પછી વાત કરીશું સારું હવે થોડીક વાર પછી આવું જ છું વાંધો નહીં હા હા